નમસ્તે મારું નામ ભૂમિકા છે હું કોલેજની વિદ્યાર્થી છું અને તાજેતરમાં જ મેં એક નવો નંબર મેળવ્યો છે અને મારે કોલેજની મહત્ત્વપૂર્ણ સૂચનાઓ મેળવવા માટે મારો ડીજીલોકરનાં એકાઉન્ટમાં મારો નંબર અપડેટ કરવાની જરૂર છે અને મને આ નંબર અપડેટ કેવી રીતે કરવો એની જાણકારી નથી તો કૃપયા કરીને કોલેજ સંબંધિત આ સંદેશ વ્યવહાર અને કોઈપણ મહત્ત્વપૂર્ણ સુચનાઓ મેળવવા માટે ડીજીલોકરમાં નંબર અપડેટ કેવી રીતે કરવો તેની જાણકારી આપશો કારણ કે મારા અનેક વિદ્યાર્થી મિત્રોએ એમના નંબર ચેન્જ કરાવી દીધા છે અને મારે હમણાં જ નંબર મળ્યો છે તો તેને અપડેટ કેવી રીતે કરવો તે નંબર અપડેટ કરવા માટે માર્ગદર્શન આપી શકશો